હા હું રોજ સ્વયં સંચાલિત અનુવાદનો ઉપયોગ કરું છું હું પોતે શાળામાં આચાર્ય છું એટલે મારે રોજના કોઈને કોઈ પત્ર લખીને મારે શિક્ષણાઅધિકારીને કે મોટા સરને આપવાનો હોય છે જેમાં ઘણા બધા પત્રો એવા હોય છે કે જે શુદ્ધ ગુજરાતીમાં લખીને આપવાના હોય છે અમુક પત્રો એવા હોય છે કે અમુક મેઈલ એવા હોય છે કે જેનામાં મારે ઈંગ્લીશમાં આપવાના હોય છે તો ત્યારે પણ હું ઓટોમેટિક ટ્રાન્સલેશન છે એનો ઉપયોગ કરું છું અને તેનાથી હું મારા પત્રો છે કે મેઈલ છે એ હું એમના સુધી પહોંચાડું છું બીજી વસ્તુ કે મારી દીકરી એ પણ જ્યારે એને એ પોતે અંગ્રેજી માધ્યમમાં ભણે છે પણ જ્યારે એને તકલીફ પડે છે કંઈ તો ત્યારે હું આ ઓટોમેટિક ટ્રાન્સલેટનું જે એપ છે એ એપ થી મને સરળતાથી મારા પછી એ માતૃભાષામાં હોય કે ગુજરાતીમાં હોય કે અંગ્રેજીમાં હોય તો તે પણ મને એ અનુવાદ કરીને આપે છે તો એ સરળતાથી તેનું પણ કામ થઈ જાય છે તેમ ત્યારબાદ મારા મમ્મ મમ્મી છે એણે પણ આ આનો ઉપયોગ કર્યો છે મેં એને એના મોબાઈલમાં એ એપના ને મૂકી છે જેનાથી એ એપ દ્વારા પોતે ને જ્યારે ટાઈપ કરતા નથી આવડતું ત્યારે એ પોતે ઓટોમેટિક ટ્રાન્સલેટથી ટાઈપ કરી બોલીને ટાઈપ કરે છે એટલે તેનાથી પણ તેનું કામ સરળ થઈ જાય છે અને ગુગલ મેપની વાત કરું છું તો રો ગુગલ મેપનો ઉપયોગ તો ઘણો થાય છે એ કેટલા ચોક્કસ છે એ મોટા શહેરોમાં ને જ્યારે મેઈન રોડ છે એ એમાં તો ચોક્કસ છે જ ઘણી વાર એવું થાય છે કે જે રોડના નામ છે એ એવા બોલે છે કે જેનાથી એવું લાગે છે કે આ રોડના નામ છે જ નહિ ઘણી જગયાએ એવા એવી ઘણી જગ્યાઓ છે કે જે ગીચ વિસ્તાર છે ને ગલીઓ ગલીઓ હોય છે અને આપણે જ્યારે કોઈ સ્થળ નક્કી કરીએ કે મારે આ સ્થળે પહોંચવું છે ત્યારે કદાચ એ નજીકમાં જ હોય હું કદાચ આ ગલીમાંથી પેલી ગલીમાંથી હું એકદમ અંદરના ભાગથી જતી હોવ તો બે સ બે જ મિનિટમાં પહોંચી જાઉં પરંતુ ઘણી વાર એ એ જગ્યા કે એ વસ્તુઓ ગુગલ મેપ બતાવતું નથી એ ફરાવીને લઈ જાય છે ત્યારે એવા ઘણી વાર મારા એવા અનુભવ થયા છે કે કદાચ મેં આ રસ્તો લીધો હોત તો પાંચ મિનીટમાં અહીંયાં પહોંચી ગઈ હોતે પણ એ ફરાવી ફરાવી ફરાવીને એના જે મેપમાં જે રસ્તા હોય છે એ રસ્તા પરથી મને લઈ જાય છે ત્યારે એ સમયનો પણ વ્યય થાય છે અને જ્યાં ગામડાઓ છે કે ત્યાં રસ્તાઓ એકદમ છે પણ એના નામ હજુ સુધી ગૂગલ પર ગૂગલ મેપ પર ચડ્યા નથી એટલે રસ્તા આમ હાઇવે હશે તો ત્યાં તમને બધા રોડ પરફેક્ટ ખબર પડી જશે પણ જ્યારે એ અંદરના ભાગમાં આંતરિયાળ વિસ્તારમાં હું જઈશ તો ત્યાં મને ગૂગલ મેપ કામ લાગતું નથી એટલે મોટા ભાગે સીટીની અંદર લાગે છે જ્યારે દૂરની વિસ્તારોમાં તકલીફ પડે છે